વધુ પડતુ હું રોમાન્સ કે થ્રીલર શૈલીનાં પુસ્તકો વાંચવાનું પસંદ કરું છું આ પુસ્તકો વધુ પડતાં કાલ્પનિક હોય છે તો એક વ્યક્તિની કલ્પનાશક્તિ કઈ હદ સુધી જઈ શકે છે તે આમાંથી જાણવા મળે છે બીજું એ કે મને પોતાને આમાં વધુ પડતો રસ છે હું એક પોતે એક લાગણીશીલ વ્યક્તિ છું કે જે ભાવનાઓમાં બહુ જલ્દી વહી જાય તો રોમાન્સ વાંચવામાં એ રીતે મને મજા આવે છે મારો ગમતો વિષય છે થ્રિલર પણ એક એવો એવી શૈલી છે કે જે મને ખરેખર ગમે છે તેનાથી હું આગળ શું થશે એ વાતનો એ જે પ્રશ્ન મનમાં થાય છે એના જવાબમાં વ્યક્તિ અલગ અલગ રીતે વિચારતી થઈ જાય છે કે અલગ અલગ શક્યતાઓ વિચારતી થઈ જાય છે કે આમ પણ બની શકે ને આમ પણ બની શકે ને કદાચ આ બેમાંથી કંઈ નહીં તો ત્રીજું આ પણ બની શકે તો આ રીતે એક વિચારશક્તિને એક અલગ જુદી અને સારી એવી દિશા આપે છે બીજું એ કે મગજને અલગ અલગ દિશાઓમાં વિચારતો કરે છે મગજને કસે છે કે જેનાથી મગજની કસરત થાય છે સામાન્ય રીતે આપણે શારીરિક કસરતો કરતાં હોઈએ છીએ માનસિક કસરતો માટે મતલબ મગજની શાંતિ માટે મનની શાંતિ માટે યોગ છે ધ્યાન છે આ બધું કરતા હોઇએ છીએ પરંતુ મગજને કસવા માટેની વાંચન એ કદાચ મારા મુજબ સૌથી સારી સૌથી સારી કસરત છે અને એમાં પણ ક્રાઇમ કે થ્રિલર જેવાં પુસ્તકો વાંચવાં એ એક બેસ્ટ કસરત છે મારા ખ્યાલ મુજબ મારા મત મુજબ બીજું લઈએ તો ઇતિહાસ ઇતિહાસમાં પણ એમ કે ચોક્કસ ઇતિહાસ નહીં ઇતિહાસનાં અમુક પાત્ર કે અમુક કિસ્સાઓને લઇને જ્યારે લેખકો પોતાની રીતે પોતાની કલ્પનાશક્તિ તેમાં ભેળવીને કંઈક નવું જ બનાવે છે આ વાંચવામાં પણ એક મજા છે કે તમે તેનાથી ઇતિહાસ વિષય પણ જાણી શકશો અને ઇતિહાસમાં જે બની ગયેલી છે ઘટના તે જો આ લેખકે કહી હોત અથવા તો આ લેખકનું જો એમાં ચાલ્યું હોત તો કઈ રીતે બનશે એ પણ એમાંથી જાણી શકાય છે તો ઇતિહાસના પુસ્તકો વાંચવાં પણ મને ગમે છે પણ આમ જો પ્રોપર ઇતિહાસ નહીં ઇતિહાસ કે જેમાં આ કલ્પના પણ છે જેને ઇંગ્લિશમાં નોન ફિક્શન કે ફિક્શન જ કહી શકાય ફિકશન કે જેમાં ઇતિહાસ છે ઇતિહાસનો પુરાવો મળે છે તો તેનાથી ઇતિહાસ વિશે પણ જાણી શકાય અને એક આનંદ પણ આવે કેમકે કલ્પના જેમાં આવે છે તેમાં રસ છે હકીકત એટલી આનંદદાયક ન હોઈ શકે પરંતુ કલ્પના એ હંમેશા આનંદદાયક જ હોય છે તો આવા કાલ્પનિક ફિકશન્સ વાંચવાં મને ગમે છે અને આ બધી શૈલીમાથી મેં જો કઈ શીખ્યું હોય તો એ એ છે કે વ્યક્તિ કેટલી હદ સુધી વિચારી શકે તેની કલ્પના શક્તિ ક્યાં સુધી પહોંચી શકે અને બીજું એ કે હું ખુદ અલગ અલગ દિશાઓમાં વિચારતી થઈ ગઈ છું કારણ કે જેમ મેં કીધું કે થ્રિલરમાં હવે પછી શું એ પ્રશ્નના જવાબ ગોતવામાં એ જવાબ સુધી પુસ્તકમાં ન પહોંચીએ ત્યાં સુધી મનમાં બહુ બધા જવાબ આપણે પોતે જ બનાવી લઈએ છીએ અને તેમાંના ઘણા અને હવે હા મારી એટલી પોતાની આવડત થઈ ગઈ છે કે આગળ શું થશે એની શક્યતાઓમાં જે ચાર પાંચ શક્યતાઓ વિચારી હોય તેમાંથી એકાદ સાચી બને પણ છે અને તેમ થાય પણ છે તો એ હવે હું વિચારતી થઈ ગઈ છું અને બીજું એ કે આ વાંચી અને શૈલીનો અભ્યાસ કરીને હવે મને કઈ રીતે લખવું એ પણ આવડી ગયું છે તો હું પોતે પણ કોઈ કવિતા છે કોઈ નવલકથા છે એ મારી રીતે લખવાની કોશિશ કમ સે કમ કોશિશ કરી શકું તો આ આ રીતે આ રોમાન્સ થ્રિલર આ બંને શૈલી મારી પ્રિય છે અને મેં તેમાથી ઘણું ખરું શીખ્યું છે